એમ પેઇન્ટિંગ માટે તો કોઈ ક્લાસીસ લીધા ન હતા પણ નાની હતી ત્યારથી જ્યારે સ્કૂલમાં કોઈક સબ્જેક્ટ આવે કે ડ્રોઇંગનો છે તો એમાં ત્યારથી બહુ જ ઇન્ટરેસ્ટ પડતો અને મને દેખાતું કે બીજા લોકો કરે એની કરતાં હું સારું કરી શકતી હતી ત્યારે જ્યારે બધા લોકો આવીને કહે કે આ તું જે કર્યું છે તે કેટલું સરસ કર્યું છે તો એમાંથી મને વધારે ઈચ્છા થઈ કે હું આમાં કરી શકું છું વધારે તો એવી રીતે કરતાં કરતાં એમાં પ્રેક્ટિસ બહુ કરી પછી એમાં ખબર પડી કે કલર્સ પણ આવે અને અલગ અલગ ટાઈપના છે તો એના લીધે વધારે ઇન્ટરેસ્ટ ખૂલ્યો કે જાણવા મળ્યું કે આમાં પણ કેટલી બધી વસ્તુઓ શીખી શકુ છું તો એવી રીતે પછી અલગથી ક્લાસીસ કરવા કરતાં અત્યારે જે ડિગ્રી કરું છું તો એમાં એ પેઇન્ટિંગ આવ્યું હતું મારા ફસ્ટ યરમાં કારણ કે ફાઇન આર્ટ્સની ડિગ્રી છે એમાં જ્યારે સર ટીચર પ્રોફેસનલી અમને શીખવાડે કે આવી રીતે સ્કેચિંગ થાય અને આવાં પેપર યુસ કરાય અને આવી રીતે આ વસ્તુઓને કંપોઝિશન બનાવીને તમે ફાઇન બતાવી શકો તો ત્યારે નવી નવી વસ્તુઓ શીખવા મળી તો એમાં પણ બહુજ ગમ્યું કે જેટલું આટલા વખત મેં જોયું ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં તો એની કરતાં પણ વધારે વસ્તુઓ છે જે હજી સુધી મને નથી ખબર પડી એવી રીતે પણ હજી પણ આટલું બધુ શીખવા પછી જોઉં છું તો બીજી પણ કેટલી બધી વસ્તુઓ છે જે મને નથી ખબર તો એવી રીતે હજી શીખવામાં બહુ બાકી છે અને પેઇન્ટિંગ કરતાં કરતાં સ્કેચિંગ કરતાં કરતાં જે એકવાર એમાં આનંદ મળે છે તો એ બીજી કોઈ વસ્તુઓમાં નથી મળી શકતો કારણ કે આમાં મને બીજા કોઈ લોકોની જરૂર નથી પડતી હું આમાં એકલી પણ કરી દઉં તો એમાં બહુ જ મજા આવે હુ કંઇ મારી સામે મૂક્યું છે કોઈક વસ્તુ છે કે પછી કોઈ સીનરી છે તો એને હું મારી બુકમાં લઈ શકું તો એ વસ્તુ મને પણ બહુ જ ગમે છે કે હું એવી વસ્તુઓ ફોટો પાડ્યા વગરે મારી રીતે બતાવી શકું છું એને